રોજિંદા જીવનમાં વપરાતી જે ગુજરાતી ભાસા છે એમાં મોટે ભાગે કહેવતો અને રૂઢિપ્રયોગોનો ખૂબ પ્રયોગ થતો હોય છે જેમકે ગુજરાતી ભાષાની અંદર ખૂબ નહાવાની કોઈકને બ્રાહ્મણ હોય તો ખૂબ નહાતા હોય તો એને માટે કહેવત છે ભેંસ ભ્રામણને ભાજી ત્રણ પાણીથી રાજી પછી દાખલા કે અમુક કામ આપણે પોતાને જ કરવું પડે બીજા કોઈ કરી શકે નહીં તો આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય એવી કહેવતો અને રૂઢિપ્રયોગો પણ ગુજરાતીમાં ઘણા છે અને એને દ્વારા માનો કે આપણે જે કંઈ કેવું હોય ધારદાર રીતે કઈ શકીએ છીએ અને ભાષામાં પણ જીવંતતા આવે છે ભાષા પ્રભાવશાળી બને છે આવી તો અનેક કહેવતો અને રૂઢિપ્રયોગો ગુજરાત ગુજરાતીમાં વપરાય છે દાખલા તરીકે શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ આવી આવા દુહાઓ દ્વારા જુદી જુદી રીતે ક્યાં કઈ વસ્તુ પ્રખ્યાત છે એ પણ કીધું છે જે માણસના સ્વભાવ ઉપર પણ જ્ઞાતિગત સ્વભાવ ગત આપણે ત્યાં કહેવતોને રૂઢિપ્રયોગો ખૂબ વપરાયેલી છે